હું મારા પહેલા વસ્તુનો અનુભવ જણાવતા ખૂબ જ આનંદથી કહું છું કે બે મહિના પહેલાં એક નોવેલ્ટીમાંથી મેં રુપિયા બસો પચાસનું એક શૅમ્પુનો ડબો ખરીદ્યો હતો તે નોવેલ્ટી ખૂબ જ જાણીતી અને બજારની વચમાં આવેલી છે ત્યાંથી ઘણી ખરી વસ્તુઓ હું ત્યાંથી લઈ જઉ છું અને મારી આજુબાજુના પાડોશીઓ પણ ત્યાંથી જ વસ્તુ ખરીદે છે તો હું મારો અનુભવ જણાવવા માગું છું જ્યારથી મેં તે સેમ્પુ મારા વાળ પર વાપર્યું ત્યારથી મારા વાળ ખૂબ જ સુંદર અને મુલાયમ થઇ ગયા છે અને મારી ઉતરતા વાળના જથ્થામાં પણ ઘણો એવો ફરક પડ્યો છે તો મારા મતે આ શેમ્પુનો ઉપયોગથી વાળ લાંબા અને રેશમી થાય છે તો હું તમને એ જ ક કહીશ કે તમે પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરો જેથી કરીને તમારા વાળ પણ સુંદર અને મુલાયમ રહે મને મારો આ પ્રોડક્ટ ખૂબ જ ગમ્યું